હેલ્લો લક્ષ્મી રેસ્ટોરન્ટ મેં તમારે ત્યાં ઓર્ડર કરેલો છે બે પનીર મસાલા અને બટર બટર ઢોંસા અને પાપડ પણ સાથે ઓર્ડર કરેલા છે તો તેમાંથી વસ્તુઓ એડ કરવાની છે મસાલા ભીંડી અને મસાલા પુલાવ કેમકે મારે ત્યાં મહેમાન આવી રહ્યા છે ને તે ઓલરેડી આવી જ ગયા છે અને મારે ઓર્ડરની વધારે જરૂર છે અને મેં ચાર આઠમાં નવ જીરો બે ચાર નંબર પર ઓર્ડર કરેલો છે અને મે ઓર્ડર કર્યો ત્યાં એક કલાક પહેલાં જ ઓર્ડર કરેલો હતો અને તેમાંથી બે પાપડ બાદ કરવાના છે તેની જગ્યા એ એક છાશ એડ કરવાની છે તો તમે જેમ બને તેમ મારો ઓર્ડર જલ્દીથી પ્રોસેસ કરીને મોકલાવી આપશો કેમકે અમે રાહ જોઈ રહ્યા છે મહેમાન ઓલરેડી આવી જ ગયેલા છે તો તમે પ્લીઝ અમારો ઓર્ડર પહેલાં આગળ લાવશો ને અમે રાહ જોઈ રહ્યા છીએ તો ફટાફટ અને જલ્દી કામ કરશો તો વધારે સારું પડશે કેમકે અમે રાહ જોઈ રહ્યા છીએ